હલો હું વસુપ્રધા બોલું છું મેં તમને બે દિવસ પહેલાં એક વધારાના ગેસના સિલિન્ડરની બુકિંગ કરાવી હતી હા હું ત્યાંથી જ બોલું છું હા તો તમે મને આજે શક્ય હોય તો ગેસની ડિલેવરી આપી શકો છો હા મારા ઘરે આજે બર્ડે પાર્ટીનું આયોજન કરવામાં આયું છે તો મારા ઘરે જે ગેસ સિલેન્ડર છે તે પતવાના આરે છે અને મારા ઘરે ઘણા મહેમાનો આવ્યા હોવાથી મારે ગેસ સિલિન્ડરની જરૂર છે જો તમે મને જલ્દી જેટલું બની શકે એટલી જલ્દી તમે મને આપી જશો તો વધારે સારું હા હું મારું એડ્રેસ લખાવું છું બીવન હા પાંચસો બે પ્રાયોસા પ્રાઇમ સુમુખ સર્કલ ડીંડોલી હા પિનકોડ ત્રણ નવ ચાર બે શૂન્ય એક હા બરાબર લેન્ડમાર્ક સુમુખ સર્કલ પાસે

મારું આઈડી કાર્ડમાં હું તમને મારા આધાર કાર્ડની ફોટો અને પેન કાર્ડ તમને મોકલી આપું છું હા તમે જેમ બને એમ મને જલ્દીથી ગેસ સિલિન્ડર પહોંચતો કરી શકો એવી મારી આશા છે હા બેકઅપમાં સિલિન્ડર રાખવાથી આપણને ઘણા એવા ફાયદા થાય છે ઘણી વખત આપણને જરૂર પડી હોય અને જો સિલિન્ડર પતી જાય તો આપણે જે બેકઅપમાં જે સિલિન્ડર રાખ્યો હોય તેનો આપણે ઉપયોગ કરીને આપણને આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેનાથી આપણને સમસ્યા માંથી જલ્દી આપણે બહાર આવી શકીએ છીએ